મોરબી જિલ્લાની વાત કરીએ ત્યારે મોરબી જિલ્લો ખૂબ જ સશક્ત છે પહેલાંથી મોરબી જિલ્લો એ એક સ્ટેટ કહેવાતું રાજા રજવાડાનું જે ગામ હતું મોરબી જિલ્લો હતો મચ્છુ નદી હતી તેના લોકો ખૂબ જ સશક્ત હતા

હવેની વાત કરીએ તો મોરબી જિલ્લામાં ખૂબ જ પરિવર્તન પામ્યો છે ત્યાંના લોકો આર્થ્રિક આર્થિક રીતે માળખાગત રીતે પણ ખૂબ જ સશક્ત થઇ ગયા છે ખૂબ જ સારા થઇ ગયા છે ખૂબ જ આગળ વધી રહ્યાં છે તો મોરબી જિલ્લામાં વાત કરીએ તો સૌથી અં પરિવર્તન માં આવતા પરિબળોનો ફાળો સૌથી વધારે હોય તો ઈન્ડસ્ટ્રીયલ એરીયા છે જે અત્યારે આપણે કહીએ કે સીરામિક ઉદ્યોગ સીરામિક ઉદ્યોગ સૌથી વધારે મોરબી જિલ્લામાં જ ઉપલબ્ધ છે અને મોરબી જિલ્લાથી દુનિયાભરમાં સીરામિકનો ટેક્સ ટાઇ અં ટાઈલ્સનો વ્યાપાર થાય છે સીરામિક એક બહુ ખૂબ સારી વસ્તુ છે જે એ લોકો એક્સ્પોર્ટ પણ કરે છે એનાથી એની ઇન્કમ પણ સારી વધે છે આઉટ કન્ટ્રીમાં મોકલીને